સામાન્ય રીતે જોઈએ તો ધર્મના અર્થને લઈને જ લોકોમાં ઘણી એ ઘણીખરી ગેરસમજો ફેલાયેલી છે લોકો ધર્મ અને પોતાના વ્યક્તિગત વિચારોને એક માને છે વ્યક્તિગત વિચારોમાં જે જાતિભેદની વાત એ લોકો કરે છે એ ખરેખર ધર્મમાં કરેલી નથી આ ધર્મનું એ અત્યારની અત્યારના સમયમાં ધર્મનું આ માની લીધેલું કે ધારી લીધેલું સૌથી મોટી ગેરસમજ છે એને દૂર કરવા માટે ધર્મગ્રંથોનો ખરી રીતે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે પરંતુ એ આજના સમયમાં અશક્ય જેવું જ છે કારણ કે લખાય લગભગ ધર્મગ્રંથો સંસ્કૃત ભાષામાં મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને આજના સમયમાં એ ભાષા સમજવી એ થોડી અઘરી બની ગઈ છે તો પહેલાં તો એ સમજવા માટે આ ભાષાનો અભ્યાસ કરવો જરૂરી છે અને પછી ધર્મને પૂરી રીતે અને સાચી રીતે સમજવો જરૂરી છે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આઉટ કાસ્ટિંગની જે સમસ્યા છે જાતિભેદ તે આમ ને આમ રહેશે ધર્મગ્રંથોમાં ક્યાંય એવું લખાયેલું નથી કે એક હિન્દુ વ્યક્તિ મસ્જીદમાં ન જઈ શકે કે એક મુસ્લિમ વ્યક્તિ ચર્ચમાં ન જઈ શકે પરંતુ આજના સમયમાં આપણે આ બધું કરીએ છીએ આ આ બધું ફક્ત ફ્કતને આપણી ગેરસમજના લીધે છે જો આ ગેરસમજને દૂર કરીએ તો કદાચ દેશના ઘણે ઘણે ઘણી ખરી સમસ્યાઓ દૂર થઈ શકે એમ છે

બીજી વાત કરું તો અમુક સમાજમાં કે અમુક ધર્મમાં અમુક પ્રકાર નો ખોરાક એ પ્રતિબંધિત છે જેને આપણે પાપ કહીએ છીએ ખાસ કરીને હિન્દુ સમાજમાં માંસનું સેવન કરવું કે મદીરાપાન કરવું એ પ્રતિબંધિત છે એને લોકો એને લોકો પાપ સમજે છે તેની જ સાથે સાથે અમુક લોકો અમુક સ અમુક લોકો એવા પણ છે કે જે આ વસ્તુને પાપ નથી ગણતા અને કહે છે કે ધર્મગ્રંથોમાં લખાયેલું છે અને દેવોએ પણ કહેલું છે તેથી આપણે કરવું જોઈએ પરંતુ એ લોકો એ વસ્તુ સમજવા તૈયાર નથી કે તે દેવો દેવોએ કરેલું સેવન અને તેણે કરે એણે કરેલું સેવનથી થતા જે અસરો છે ગેરઅસરો છે એનું તેઓ એને તે લોકો એના પર કાબૂ કરી શકે છે તેને પોતાના કાબુમાં રાખી શકે છે પરંતુ આપણે એ વસ્તુ કરી શકતા નથી ઇન્દ્રિયો પર નિયંત્રણ આપણે એના જેટલું કરી શકતા નથી એ લોકોને કોપી કરવું એ એટલું મતલબ એ લોકોને કોપી કરવું જો નો કરીએ તો વધુ સારું રહે